ગુજરાતમાં મુસાફરી કરતી વખતે જુનાગઢમાં મુસાફરી કરવા જાઓ ત્યારે પર પર્વત રોહણ પર ચડતી વખતે ધ્યાન રાખવું જોઈએ કેમ કે તેમાં પગ લપસી ના જાય જો પગ લપસી જાય તો આપણો પગ ખસી જાય તો એમાં ઘણા બધા પબ્લિક એમાં પડીને મરી પણ જાય છે અને ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ઘણા લોકો તણાઈ પણ જાય છે એટલે ત્યાં નદીમાં નહાવા જતાં પહેલાં પણ ધ્યાન રાખવું જોઈએ અને મંદિરમાં દર્શન કરવા જઈએ તો પણ તેમાં ભીડ વધારે હોય છે એટલે ધક્કા મુક્કીમાં કેટલાય માણસો પડી પણ જાય છે એટલા મુસા કરવા ફરી કરવા જતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે આપણા માટે